અત્યારના સમયમાં નિવૃત્ત લોકો અને વૃદ્ધો માટે ટેક્નોલૉજી ખૂબ જ અસરદાયક અને ખૂબ જ વધારે પડતી ફાયદાકારક પણ પણ જોવા મળે છે જેવું કે આપણે ઈન્ડિયામાં રહીએ છીએ બરાબર ઈન્ડિયામાં રહીને આપણે ઇન્ટરનેશનલ કામ પણ કરી શકીએ છીએ જેવું કે યુએસનું કામ હોય યુકેનું કામ હોય જર્મનીનું કામ હોય આ બધા ટેક્નોલોજીનાં કામ આપણે ઈન્ડિયામાં બેઠાં બેઠાં કરી શકીએ છીએ આવી ટેક્નોલૉજી આપણને અસરકારક અને ફાયદાકારક બને છે જેવું કે આપણાં ઇન્ડિયાનો ક્લાયન્ટ હોય ઓસ્ટ્રેલિયાનો ક્લાયન્ટ હોય એકબીજા દેશમાં આપણે જઈ શકીએ છીએ કામ માટે ફરી શકીએ છીએ અને કામ આપણને ખૂબ જ અસરકારક અને ફાયદાકારક બને છે જેવુ કે ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયાના ક્લાઈન્ટો છે તે આપણને ઓનલાઈન કામ આપે છે જેવુ કે વેબ ડિઝાઇન છે વેબ ડેવેલોપર છે ડિજિટલ માર્કેટિંગ છે એસીઓ છે વગેરેના બહુ બધા ઓનલાઈન માર્કેટિંગનાં કામ ચાલે છે એ બધા કામ આપણે ઈન્ડિયામાં બેસીને કરી શકીએ છીએ આ ટેક્નોલૉજી આપણને ફાયદાકારક બને છે આ મારો અભિપ્રાય છે